મારા મતે ગુજરાતી ભાષા ઘણી બધી પડકારોનો સામનો કરે છે જેવી રીતના અગર આપણે ક્યાંક રાજસ્થાન બાજું જતા રહ્યા હોઈએ ત્યારે આપણને ગુજરાતી ભાષા જો આવતી હોય તો અને હિન્દી ભાષા ન આવડતી હોય તો ગુજરાતી ભાષામાં અગર સામે વાળાને કંઈ પણ વાત કરીએ છીએ તો એને સમજણ પડતી નથી એના સિવાય આપણે જેવા કે અમેરિકા ગયા દુબઈ ગયા કે પછી કોઈ બીજા કોઈ કન્ટ્રીમાં ગયા જ્યાં હિન્દી ભાષાનું વધારે મહત્ત્વ હોય અને આપણને હિન્દી ભાષા ન આવડતી હોય અને ફક્ત ગુજરાતી ભાષા જ આપણને બોલતાં આવડતી હોય તો સામેવાળો અગર સમજી શકે નહીં તો ઘણી વખત ઘણી તકલીફો પડે છે કારણ કે જે પણ વસ્તુ લેવી હોય કે જે પણ કંઈ કહેવું હોય સામેવાળા વ્યક્તિને તો એને અગર આપણે ગુજરાતી ભાષામાં બોલ્યા હોઈએ તો ગુજરાતી ભાષામાં એ સમજે નહીં તો આપણને એ વસ્તુમાં તકલીફ પડે છે જેવી રીતના આપણે ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં આપણે બોલીએ તો ઘણો ઘણી ગુજરાતીમાં દેશી ભાષા પણ આવી જાય છે અને એ દેશી ભાષામાં આપણને આપણો બિહેવીઅર અને આપણી ભા જે ભાષાશુદ્ધી છે એ પણ તકલીફદાયક બની જાય છે તેથી ઘણી વખત ગુજરાતમાં જગ જગતના કોઈ જગ્યા જ્યાં ભાષા હિન્દી ચાલતી હોય ત્યાં ગુજરાતી ભાષા બોલીએ તો એ પડકારરૂપ બની જાય છે ત્યારે આપણે હિન્દી ભાષા સમજવી પડે છે અને પછી જ આપણે એ ભાષા ઉપર બોલવું પડે છે કેમ કે ગુજરાતી ભા ષા બધી જગ્યા ઉપર ચાલતી નથી ઘણી એવી જગ્યાઓ પર ઘણી કન્ટ્રીઓ છે કે જ્યાં ગુજરાતી ભાષાની સમજ પડતી નથી ત્યારે એ ભાષા અગર આપણને આવડતી હોય ત્યારે પડકારરૂપ બની જાય છે સામેલા વ્યક્તિને સમજાવવું ખૂબ જ ભયંકર બની જાય છે તેથી ગુજરાતી ભાષા ઘણી વખ જગ્યાઓ પર ચાલતી નથી તેથી ગુજરાતી ભાષામાં પડકારરૂપ સામનો કરવો પડે છે આ સિવાય ગુજરાતી ભાષા હરેક જગ્યા ઊપર ચાલે તેવું સંભવ હોતું નથી